નાનપણથી જો મું જોવા જઉં તો લખોટી ગીલીડંડા આ બધી ગેમો અમે અમારા ગામડામાં રમતા હતા અને એ અલગ જ લાગે કેમ કે અત્યારના છોકરાઓને તમે જોવા જાવ ને તો એ ગેમ એમને ને આપણે કહીએ તો એમને એ બી ખ્યાલ ન આવે કે એ શું છે આ આવું હોય આ રીતના રમવાની હોય એવું બધું કંઈ એ લોકો એમને ખબર ન પડે કે આ જે રમતા હતા ત્યારે તે આનંદ મળતો તો એનો અલગ જ આનંદ હતો કે ગીલીડંડા રમતો તો એ મારી ફેવરેટ ગેમ હતી ગીલીડંડામાં મને હરાવવું એટલે બહુ જ મુશ્કિલ હતું અને એ મારી ફેવરેટ ગેમ હતી જેમાં મેં શું કહેવાય મને હરાવવું કે બહુ જ મુશ્કિલ કોઈનું કામનું નહીં એવું કહી શકાય અને એ ગેમ અત્યારનાં બાળકોને શિખવાડવી ખૂબ જ જરૂરી છે કેમ કે એનાથી છે ને તમારે ફિઝિકલ ફિટનેસ વધે તમારું જો વજન વધી જાય ને તો એબી ઓછું થઈ જાય પછી તમને તમારી સ્ટ્રેન્થ વધે એનાથી એટલે અત્યારનાં બાળકોને શિખવાડવું ખૂબ જ જરૂરી છે એ વસ્તુ બધીની જે જેનાથી અત્યારનાં બાળકો જે ફોનમાં ને વિડીયો ગેમમાં જ પડ્યાં હોય તો એને જે આ પ્રેક્ટિકલ ગેમો કરાવડાવી જરૂરી છે જેમ કે ગીલીડંડા છે લખોટી છે પછી ક્રિકેટ છે ક્રિકેટ તો અત્યારે રમતા હોય છોકરાઓ પણ આ બીજી બધી ગેમો છે તે એના ઉપર ધ્યાન દેવું પડે આ મારો મંતવ્ય છે જેના ઉપર કામ કરવું જોઈએ